અમે અમારા મિત્રો અને પરિવારજનો સાથે ઘણી વાર જન્મદિવસ અથવા લગ્નતિથિ ઘણી જગ્યાએ સાથે મનાવી છે તથા સાથે મળીને ઊજવીએ બી છે તો અમે એક અમારા ફ્રેન્ડ્સ અને સંબંધીઓને બોલાવીએ છીએ સાથે એનો પ્લાન કરીએ પ્લાન પ્રમાણે જે બી રીતીરિવાજ હોય એ પ્રમાણે વિભાવીને કામ કરીએ છીએ તથા લગ્નતિથિ હોય તો અમે સવારે મંદિરે જઈએ પછી મંદિરે દર્શન કરી ઘરે બધાના મહેમાન આવવાના હોય તો એની તૈયારીઓ કરીએ પછી બધા સાથે જઈ હોટેલમાં બી જમવા પણ જઈએ છીએ અને બધા ફ્રેન્ડસ સાથે કોઈ ગેમ રમીએ બધા ભેગા થયા હોય તો એ એન્જોય કરીએ છીએ એ પ્રમાણે અમારા સનનો બર્થડે હોય તો બધા એના ફ્રેન્ડ્સને બોલાવીને અમે બધા ડાન્સ પાર્ટી કરીએ છીએ પછી એને જમવાનું બનાવ બધાંને સ્નેક્સ આપીએ જમવાનું આપીએ તથા અવનવી ગેમ્સ બી રમાડીએ છીએ અને એ જે છોકરાઓને જે ઈચ્છા હોય એ પ્રમાણે પ્રેઝન્ટ બી કરીએ છે અને પછી રિ છોકરાઓની ઈચ્છા પ્રમાણે રિટર્ન ગિફ્ટ પણ આપીએ છીએ કેક કટિંગ કરીને બધા વિશ બી કરે છે અને એકબીજા સાથે હળી મળીને મજા કરે છે